સાતસો સિત્તોતેર એક હજાર છસો ચોવીસ દસ હજાર બાવીસ એક લાખ સત્તર હજાર ત્રણસો સત્યાવીસ પાંચ લાખ પિસ્તાળીસ હજાર પાંચસો પાંત્રીસ નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું સત્યાવીસ સત્યાવીસ હજાર છવ્વીસ